હાં ભઈ મારે ગાડી લેવાની છે ટીવીએસ ટીવીએસ અપાચી

ના ના લોન પર લેવાનાં છીએ ગાડીના શું પ્રાઇસ છે બે લાખ છે અને એ આપણને લોન પર પડે તો એ કેટલાનું ઈએમઆઈ રહે લોન બે વર્ષ

પચાસ હજાર ડાઉન પેમેન્ટ

મેં આવતા મહિને લેવાનું છે તો એ થઈ જશે હા હા હાં થેન્ક અને એમાં આવીને કોઈ પ્રોસેસ કરવાની એવી ઓકે ઓકે થેન્કયુ